નમસ્કાર મારે કેકની કેક જોઈએ છે મારી બહેનનો આજે જનમ દિવસ છે અને મારે તેને ખાસ કેક આપવી છે મારે એક ચોકલેટ કેક જોઈએ છે મારે મીડિયમ સાઈઝની ચોકલેટ કેક જોઈએ છે ઓકે મારે છેને કેક પર સ્વેતા નામ લખાવું છે તો લખાઈ જસેને તમે મને ઘરે કેક ડિલિવર કરી સકસો કે પછી મારે તમારી શોપ પર આવીને કેક પિકપ કરવી પડસે ઓકે તો હું મારુ એડ્રેસ તમને લખાવું છુ મારુ એડ્રેસ છે વીસ વીસરાઇસિડનસી નિયર વેજનાથ મહાદેવ ટેમ્પલ વેજનાથ મહાદેવના મંદિરની સામે જીતોડિયા આણંદ ઓકે અને મારો કોન્ટેક નંબર છે નાઇન સિક્સ સિક્સ ટુ સેવન થ્રી સેવન ફાઈયું ટુ અને જીરો ઓકે હા થેન્ક યૂ મને તમારી એક બહુ જ પસંદ આવસે તો હું તમને બીજા પણ ઓડર આપીસ મારા થોડાક દિવસ પછી મારા ભાઈની ભી બર્થડે છે અને અમારી એનિવર્સરી પણ છે ઓકે થેન્ક યૂ